મને પુસ્તક હાથમાં લઈને વાંચવાનું વધારે ગમે અને મેં અત્યાર સુધી કોઈ ઓડિયો પુસ્તક વાંચ્યું નથી પુસ્તક હાથમાં લઈને વાંચવા નું વધું ગમવાનું એક કારણ કહીએ તો જ્યારે પુસ્તક હાથમાં હોય ત્યારે આપણે એક પાનું બે પાનું કે ત્રણ પાનું વાંચીને લાગે કે ના હવે મારે આગળ નથી વાંચવું તો ત્યાં આપણે અટકી જઈ શકીએ છીએ કદાચ એ પુસ્તકને આપણે મુસાફરી કરતા હોઈએ અને જોડે લઈ જઈએ તો ત્યાં પણ આપણે એ પુસ્તક જ્યાંથી આપણે અધૂરું મૂક્યું હોય ત્યાંથી વાંચી શકીએ છીએ હા કદાચ ઓડિયો પુસ્તક હોય તો એ આપણે કોઇ બી જગ્યાએ ફોન હાથમાં હોય આપણી અને એ સાંભળવાની સુવિધા વધુ ઉપલબ્ધ થઈ શકે છે પરંતુ જ્યારે એ પુસ્તક આપણી પાસે હોય ત્યારે આપણને ઈચ્છા થાય કે ના એ પુસ્તકમાંથી આપણે ફરી વાર પસાર થવું છે ત્યારે ફરી વાર આપણે એ પુસ્તક વાંચી શકીએ છીએ અને જ્યારે પુસ્તક આપણા હાથમાં હોય ત્યારે એમ એ પુસ્તકની અંદર જે બીજી ડિટેલ્સ હોય એ પણ આપણે જાણી શકીએ છે